ભારતમાં સૌથી લોકપ્રિય રમત તો રમતો તો ઘણી છે જેવી કે હોકી કબડ્ડી ક્રિકેટ પણ આમ જોવા જઈએ તો બધાંને સૌથી ગમતી રમત તો ક્રિકેટ છે એટલે તે બધી એજના લોકો લગભગ ક્રિકેટ વધારે પસંદ કરે છે હોકી આપણી રાષ્ટ્રીય રમત છે તેનો પણ તે પસંદ કરવા વાળો વર્ગ પણ ઘણો મોટો છે એમ તો ફૂટબોલને પણ ઘણા લોકો પસંદ કરે છે પણ લોકપ્રિય રમત તો ક્રિકેટ કહી શકીએ આપણે સૌથી જાણીતા ખેલાડીઓમાં જોઈએ તો કપિલ દેવ છે અનિલ કુંબલે છે સુનિલ ગાવસ્કર છે સચિન તેંડુલકર છે વિરાટ કોહલી છે અને મહેન્દ્ર સિંહ ધોની છે આ બધાં જાણીતા ખેલાડીઓ છે જે દરેક ખેલાડી દેશ માટે ઘણું સારું ક્રિકેટ રમી અને આપણા દેશનું નામ ઘણી વખત રોશન કરેલું છે જે તે લોકો ક્રિકેટ ખૂબ સારું રમી અને ઓગણીસસો ત્યાંસીમાં ના આપણે વર્લ્ડ કપ પણ લીધો હતો કપિલ દેવ કઈ શકીએ તો આપણા બધાંના રોલ મોડલ જેવુ એક વ્યક્તિત્વ છે આ બધાં લોકો આપણા દેશને આગળ લઈ આવા માટે ઘણી બધી મહેનત કરે છે અને આપણા દેશનું નામ ઘણી જગ્યાએ ગુંજતું કર્યું છે ભારત ની જે આ લોકપ્રિય રમત ક્રિકેટને લીધે આપણું ભારત દેશનું નામ વિશ્વભરમાં જાણીતું થઈ ગયું છે વિરાટ કોહલી પણ ખૂબ મહેનત કરે છે અને આજના યંગ જનરેશનને ખૂબ ગમતો ચહેરો કહી શકીએ એવી રીતે સચિન તેંડુલકરે પણ ખૂબ સારું રમી અને દેશનું નામ ખૂબ રોશન કરેલ છે આપણે આ એકપણ ખેલાડી એને એવું નથી કે મહેનત નથી કરી દરેકે ખૂબ મહેનત કરી અને આપણા ભારતનું નામ રોશન કરેલું છે એટલે આપણે એ લોકોનો જેટલું પણ એ લોકોના વખાણ કરીએ એની પ્રશંસા કરીએ એટલી ઓછી છે કારણ કે દેશનું નામ વિશ્વ કક્ષાએ લઈ જવું અને ત્યાં પણ જીતીને આવવું કારણ કે દરેક દેશના ખેલાડીઓ સારામાં સારું કરવાની જ ટ્રાય કરતાં હોય છે તે બધાંની વચ્ચે એક સારી હરીફાઈ હોય છે અને એ હરીફાઈમાંથી પણ દેશનું નામ આગળ કરી અને તે હરીફાઈ જીતવી ખૂબ મુશ્કેલ હોય છે એટલે આપણે આ બધાં ખેલાડીઓનો ખૂબ ખૂબ આભાર માનીશું અને તેમને ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા આપીશું